નવું ચિત્ર બનાવવાં માટે હું કેનવાસ કાગળ તથા વોટર કલરનો ઉપયોગ કરું છું ચિત્ર બનાવવાં માટે હું વિવિધ કુદરતી સ્થળોની મુલાકાત લઉં છું અને તે દૃશ્યને કાગળ ઉપર દોરવાં માટે પહેલાં સ્કેચ દોરી પછી તેને પૂર્ણ કરું છું